હા એવું એક પુસ્તક છે જે વાંચીને મને એવું થયું કે દરેકે આ પુસ્તક વાંચવું જોઈએ અને એ પુસ્તકનું નામ છે ધ જર્ની હોમ મારા અત્યાર સુધી વાંચેલા તમામ પુસ્તકની અંદર જો મારે પહેલો નંબર આપવો હોય તો હું એ પુસ્તક ધ જર્ની હોમને આપીશ એ હું વાંચતી ગઈ તો મને એવું થયું કે વ્યક્તિના મનની અંદર કેટલી બધી શક્તિઓ રહેલી છે એક નાનકડો બાળક ઓગણીસ વર્ષનો જે હજુ પરિપક્વ પણ નથી થયો છતાંય તેની અંદર કેટલી બધી હિંમત છે તે પોતાનો દેશ છોડીને પરદેશમાં ચાલી નીકળે છે એની પાસે પૈસા નથી એની પાસે કોઈ વસ્તુઓ નથી એની પાસે જ્ઞાન નથી એની પાસે ભાષા નથી એની પાસે વસ્ત્રો નથી પણ માત્ર અને માત્ર એક જ વસ્તુ હતી એ શ્રદ્ધા અને ભરોસો એ બે બળના પગલે તે પોતાનો દેશ છોડીને પરદેશમાં આવી ચડે છે એ પુસ્તક વાંચતાં વાંચતાં મને ખૂબ પ્રેરણા મળી ખૂબ પ્રેરણા મળી મેં અનેક લોકોને એ પુસ્તક વાંચવાની ભલામણ કરી છે અને જેટલાં લોકોએ એ પુસ્તક વાંચ્યું છે એ બધાંનો પણ એવો જ અનુભવ છે કે ખરેખર આ અદભૂત પુસ્તક છે હા હું બુક રીડિંગ સાથે જોડાયેલી છું હું મારું પોતાનું એક બુક રીડિંગ ક્લબ જો ક્લબ ચલાવું છું મારી કોલેજમાં અને બીજા વિદ્યાનગરની અંદર પણ એક બુક રીડિંગ ક્લબ છે જેની સાથે હું છેલ્લા સાત આઠ વર્ષથી જોડાઈ છું નિયમિત એ ક્લબમાં જાઉ છું પુસ્તકો વિશેના વિચારો જે ત્યાં રજૂ થતાં હોય છે એને સારી રીતે સાંભળું છું એમાં ભાગ લઉં છું એને સમજવાનો પ્રયત્ન કરું છું એ ક્લબમાં જોડાયાં બાદ ઘણાં બધાં નવા મિત્રો સાથે મારી ઓળખાણ થઈ જે લોકોને પણ પુસ્તક વાંચનમાં રસ છે એવા લોકો સાથે મારું એક સર્કલ બન્યું કોલેજમાં પણ જે મારા વિદ્યાર્થીઓ છે જેમને વાંચનમાં રસ છે એમના માટે મેં આ કલબની શરૂઆત કરી હતી અને એમાં પુસ્તકની અંદર જે કંઈ નોલેજ શેર કર્યું છે એ હું મારા વિદ્યાર્થીઓ સાથે શેર કરતી હોઉ છું